હલો મિશોમાંથી મેં બે શર્ટ ઓર્ડર કરેલા પરંતુ મેં મારે જે કલર જોઈતો હતો તે ત્યારે અવેલેબલ નહોતો અને તે એ મારાથી ભૂલથી ઓર્ડર થઈ ગયેલો છે હવે હું તે રદ કરવા માગું છું મારે જ્યાં જવાનું હતું ત્યાં આ હું થોડા દિવસમાં જવાની છું અને ત્યાં મારે તે જોઈએ છીએ પરંતુ તે ઓર્ડર છ દિવસ પછીનો બતાવે છે તો તે એ મારે કંઈ જ કામ નહીં આવે એટલા માટે તે ઓર્ડર અર કેન્સલ કરવા માટે હું વિનંતી કરું છું અને તેના આ પૈસા રિફંડ કરવા માગું છું તો તમે એ તે મને જલ્દીથી કરી શકો જેમ બને તેમ મને થોડા દિવસમાં જ તે કરી આપો કારણ કે જ મારે એ તે ઓર્ડરની જગ્યાએ બીજો ઓર્ડર કરવો છે તો તમે મને તે ઓનલાઈન તે રિફંડ કરી દેશો તો હું તે એ બીજો ઓર્ડર કરી શકું જેનાથી મારે એ જે જોઈએ છે તે મને જલ્દી મળી શકે એટલા માટે તમે એ જેમ બને તેમ વહેલાં મને તે એ ઓર્ડરના પૈસા રિફંડ કરી શકો ઑ તેમ થશે અને મારો રિફંડ ઓર્ડરનો ક્રમ ચાર છ બે ત્રણ છે જે તમે નોંધો અને મને જલ્દીથી એ જેમ બને તેમ વહેલાં આ પૈસા રિફંડ કરી આપવા વિનંતી